હા સુગન હોટલ હા હા ભાવેશ ભાઈ બોલું હા ક્યાંથી હા સર શેના માટે હા ઓકે મળી રહેશે સર હા સર હા અમારે સો સો સો રૂમની વ્યવસ્થા છે હોટલમાં તમારે કેટલા સ્ટુડન્ટ છે હા સર એતો હા ત્રીસ ત્રીસ ચાલીશ રૂમમાં થઈ જશે એમનું એક્જસમેન્ટ સર સિંગલ બેડરૂમના પંદરસો રૂપિયા અન ડબલ બેડરૂમના પચ્ચીસો રૂપિયા હા સર તમારા માટે ડીસ્કાઉન્ટ આપી દઈએ તમે સ્ટુડન્ટોનું કીધું છે એના માટે તમારા સી સીંગલ બેડરૂમના હજાર રૂપિયા અને ડબલ બેડરૂમના બે હજાર રૂપિયા હા જમવાનું સર અમારા અંદર ઇન્ક્લુડેડ રહેશે અ સવારે નાસ્તો બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું ત્રણ ટાઈમ જમવાનું અમારા અંદર ઇન્ક્લુડેડ રહેશે બીજું તમે એક્ષ્ટ્રા ટાઈમમાં કોઈ મંગાવો તમને જો ખાવાની ઈચ્છા હોય તો તેના એક્ષ્ટ્રા તમારે પે કરવાના રહેશે હા સર સગવડ કરી દઈશું પણ થોડું એમાં એક્ષ્ટ્રા થોડું અ તમારે પૈસા ચૂકવવાના રહેશે હા સર એ તો હું અમારા અહીંયા અ રસોઈયાને વાત કરી લઈશ એ એક્જસ કરી લેશે બધું હા સર ચોવીસ કલાક ગરમ પાણીની સુવિધા મળશે દરેક રૂમમાં ગરમ પાણીની એક અલગ નળ આપેલો છે તેમાં તેમાં ચોવીસ કલાક ગરમ પાણી આવે જો સર આપણે આમ બજેટ થોડું તમને અનુકૂળતા આવે એ પ્રમાણે કરવું હોય તો આપણે સિંગલ બેડરૂમમાં બે બેડ લગાવી દઈશું તો એમાં બે સ્ટુડન્ટ રહી શકે અને ડબલ બેડરૂમમાં એક બીજો એક્સ્ટ્રા બેડ લગાવી દઈશું એટલે એમાં ત્રણ સ્ટુડન્ટ રહી શકે એટલે થઈ જશે બધું એક્જસ સર હું તો મેનેજર છું વધારે અમારા સર એડમીન સર માલિક સરને પૂછું કે કોઈ સ્ટુડન્ટ સ્ટુડન્ટને જોઈને કોઈ ડીસ્કાઉન્ટ કોઈ આપી દે તો હું શ્યોર એમને કહીને કરાવડાવી દઈશ હા સર અમારા હોટલમાં છે ઇન્ડોર ગેમિંગ ઝોન જેના અંદર એ લોકો રમી શકશે અમે એમને માટે ફ્રી ઓપન રાખીશું અને પ્લે ગ્રાઉંડ બી છે બહાર આઉટડોર હા સર બસ તમારી જોડે હોવી જોઈએ અમારા જોડે બસની ફેસેલીટી નથી બાકી પાર્કિંગની તો વ્યવસ્થા છે ના ના પાર્કિંગની તો વ્યવસ્થા પૂરે પૂરી છે સર કમ્પ્લેટ શર્મા સરનામું આપણે વિસનગર કાથા ચોકડીથી થોડુંક જ આપણી હોટલ છે લેફ્ટ સાઈડમાં હા સર શ્યોર તમારે જે હોય એ તમે ફોન કરજો હું ડીસ્કાઉન્ટ બીસ્કાઉન્ટનું અમારા જે સર છે એમના જોડે વાત કરીને તમને જણાવી દઈશ તમે ફોન કરશો ત્યાં સુધી થેંક યુ સર